હલો તમે મનસુરી ભંડારમાંથી સ્વીટ ભંડારમાંથી બોલો છો હા તો મારે સ્વીટ્સ માટે ઓર્ડર આપવો હતું તમારે ત્યાં તો આપણે લગ્ન માટે સ્વીટનો ઓર્ડર જોઈએ છે આપણે બે હજાર કે પંદરસો જેટલા માણસો આપણા છે તો કેટલી સ્વીટ્સની જરૂરત પડશે ઓકે દસ કિલો મીઠાઈની જરૂરત પડશે બરાબર પણ તમે શ્યોર છો ને કે તમે કે દસ કિલોમાં થઈ જશે કે નહીં થાય વધશે તો નહીંને ખૂટશે તો નહીંને આપણી મીઠાઈઓ ઓકે ઓકે નહીં ખૂટે અને પણ સપોઝ આપણે ખૂટી જાય તો તમે કરી દેશો સેટીંગ આપણે જે પણ છે એ વાંધો નહીં સારું સારું ઓકે તો તમારા ત્યાં કઈ પ્રકારની સ્વીટ્સ અવે અવેલેબલ છે ઓકે ચાર જાતની સ્વીટ્સ અવેલેબલ છે તો આપણે બે પ્રકારની સ્વીટ્સ રાખવી છે તો તમે શું સજેસ્ટ કરો છો તો મારા હિસાબથી તો તમે આમ કહેવા માંગો છો કે ગુલાબજામુન અને રસમલાઈ એક રાખીએ આપણે પણ રસમલાઈ આટલા બધા લોકો છે તો રસમલાઈ કે થઈ જશે આટલી બધી તો રસમલાઈ કરતાં આપણે આમ વિચારું છું કે આપણે એક મોહનથાળ અને આપણે એક ગુલાબજામુન રાખી દઈએ બરોબર પૈસા કેટલા લાગશે ઓકે કિલોનો ભાવ છે પાંચસો રૂપિયા વાંધો નહીં સારું સારું તો આપણે ફર્ધર ડિટેલ્સ માટે તમને કોન્ટેનક્ટ કરીશ સારું સારું થેન્ક્યુ પછી કોલ કરીશ તમને